હું મનાલીથી ભૃગુ લેક ટ્રેક ઉપર આગળ વધતા હતા ત્યારે ઘણી તકલીફો પડી ઓક્સિજન લેવલ ઓછો થઈ જતો હતો શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી માથું દુખવાની તકલીફ પડતી હતી પણ જ્યારે આ બધી તકલીફો ને વેઠીને અમે ત્યાં પહોંચ્યા ત્યાંનો જે દૃશ્ય જોઈને અમને બધી તકલીફો ભૂલી ગયા હતા ત્યાં ચારે તરફ સ્નોની વચ્ચે એક ભૃગુ લેક બનેલું છે જે આટલા ઓછા ટેમ્પરેચરમાં પણ પાણીના એક લેક તરીકે રહે છે લેકની ઉપર એક બરફની પાતળી છારી બાજી ગઈ હોય છતાં પણ તમે આનું પાણી પી શકો છો એટલું શુદ્ધ હોય છે એ દૃશ્ય જોઈને અમે ખરેખર એટલા બધા મંત્રમુગ્ધ થઈ ગયા કે અમે ત્યાં આવવામાં જે તકલીફ હતી એ બધી તકલીફો અમે ભૂલી ગયા હતા અમને ખૂબ જ સરસ લાગણી થઈ ત્યાં પહોંચ્યા પછી અને અમારી મહેનત અમને કામમાં લાગી એવું અમને લાગ્યું